સ્પોટ્સ પ્રાયોજકો તે ખૂબ જ સક્રિય હોય છે ઈવેન્ટ સ્પોન્સરશીપ ઉદ્યોગ તે બધી વસ્તુઓ ઘણી લાભકારક હોય છે કંપનીઓ માટે સ્પોટ્સ પ્રાયોજકો જાહેરાતકર્તાઓ તે લોકો થોડા પૈસા લે છે અને તેમની જે કંપની હોય છે તેમનો લોગો લગાવે છે તેમની જાહેરાત કરે છે જેમકે ઇંડિયન પ્રીમિયર લીગ આઈપીએલ જે બહુ મોટી સ્પોર્ટ્સની ઈવેન્ટ છે વલ્ડવાઈડ પૂરા દુનિયામાં સૌથી મોટી સ્પોર્ટ્સની ક્રિકેટની ટુર્નામેંટ હોય છે જ્યાં ટાટા કંપની ડ્રીમ ઇલેવન કંપની જેવી કંપનીઓ સ્પોન્સરશીપ આપે છે સ્પોન્સરશીપમાં જાહેરાતમાં એનો અર્થ એ થાય છે કે જાહેરાત કરે છે તો એ લોકો આખી ઇવેંટનો જે પણ ખર્ચો હોય છે તે ખર્ચો આપે છે પણ તે ઇવેંટનાં નામની આગળ તેમની કંપનીનું નામ આવે છે જેથી તેમને જાહેરાત બહુ જાહેરાત થાય છે ટીઆગો કંપની જે કારની કંપની છે તે લોકો બધી દરેક મેચમાં પ્લેયરોને જે મેન ઓફ ધ મેચ પ્લેયર હોય છે તેમને કાર આપે છે અને તેમનું ખૂબ જ જાહેરાત કરે છે જ્યાં પણ ટુર્નામેંટનું નામ બોલાય ત્યાં જે પણ જે જાહે કંપનીઓ સ્પોન્સરશીપ આપી હોય તે લોકોની જાહેરાત થાય છે જેમકે ટુર્નામેંટ આઈપીએલ બે હજાર બાવીસમાં ટાટા ટાઇટલ સ્પોન્સર હતો જેનો મતલબ કે ટાટા ટુર્નામેંટ ટાટા આઈપીએલ નામથી જ ઓળખાય ટાટા આઈપીએલ બે હજાર બાવીસ આઈપીએલની આગળ ટાટા લાગે જેથી જે એક એક સેકંડે એનું જાહેરાત થાય છે અને તે લોકોના મોઢે ટાટા યાદ રહી જાય છે જે એવી જ રીતે જાહેરાત કરે છે સ્પોન્સરશીપ અને તે લોકોને જેટલી પણ ઓડિયન્સ છે જે પણ જોવાવાળા છે જેમની સંખ્યા બહુ જ વધારે છે એક સાથે કરોડો લોકોમાં તેમની જાહેરાત થાય છે અને તે બહુ મોટી સિદ્ધિ છે કંપનીઓ માટે અને તેમની લીડ બહુ જ જનરેટ થાય છે તેમાંથી તેમનો ધંધો વધે છે જેટલા પણ જોવા મેચ જોવાવાળા લોકો છે તે લોકોના ધ્યાનમાં કાર આવે છે અને તેમાંથી ઘણાં લોકો ખરીદે પણ છે